જો આપણે ગુજરાતી ભાષાનું જોવા જઈએ તો મને એવું લાગે છેકે ગુજરાતી ભાષા એ છે એણે બાકી બધી ભાષાના વિકાસમાં પ્રભાવ પાડ્યો છે પરંતુ મારા મત મુજબ એ પ્રભાવ છે એ બહુ હકારાત્મક પ્રભાવ કહી શકાય આપણે જાણી છીકે કોઈપણ ભાષા છે તેને જ્યારે કોઈ બીજી આપણે નવીજ ભાષા શિખતા હોઈએ છીએ તો ત્યારે સરળ વાત એક એ છેકે કોઈપણ એક ભાષા ઉપરથી તમે બીજી ભાષા શીખી શકો છો કોઈપણ બે ભાષાઓ છે તો એમને અનુબંધ હોઇ શકે તો તે બાબતે જો હું કહેવા જાઉં તો હા મને એવું લાગે છે કે ગુજરાતી ભાષા એ છે બીજી બધી ઘણી ભાષાઓમાં પ્રભાવ પાડ્યો છે અને એક હકારાત્મક પ્રભાવ પાડ્યો છે કોઈપણ બીજી ભાષા છે જેમકે હિન્દી છે મરાઠી આ બીજી ગમે એવી ભાષાઓ છે તો એમાં ક્યાંકને ક્યાંક આપણને છે એ ગુજરાતી ભાષાનો પ્રભાવ છે એ જોવા મળે છે ઘણી એવી બોલીઓ પણ છેકે જેમાં અમને ગુજરાતી ભાષાનો પ્રભાવ જોવા મળે છે અને આ પ્રભાવ બહુ હકારાત્મક છે આનાથી કોઈપણ ભાષાનો જે વિકાસ છે એ અટકી નથી ગયો ગુજરાતી ભાષાનો પ્રભાવ છે એ પડ્યો છે બીજી ભાષાઓ ઉપર પરંતુ એનાથી તે ભાષાઓનો અથવા તો તે પ્રદેશોની ભાષાઓનો વિકાસ થયો છે નહીં કે તે ભાષાઓ છે એ અટકી ગઈ હોય અથવા તો તેનો વિકાસ ન થયો હોય અથવા તો તે નાશ પામવા અથવા તો નાશ પામવાના કગારે આવી ગઈ હોય એવું અત્યાર સુધી થયું નથી તો મારા મત મુજબ હા ગુજરાતી ભાષાએ છે એ ઘણીબધી ભાષાઓના વિકાસમાં પ્રભાવ પાડ્યો છે પરંતુ એ હકારાત્મક છે